બે હજાર આઠસો અઠ્ઠાણું ત્રણ હજાર એકસો ત્રેવીસ ચાર હજાર એકસો છન્નું ચાર હજાર એકસો બાર પાંચ હજાર એકસો નવ્વાણું